હલો તમે ટુરીસ્ટ ગાઈડ વાત કરી રહ્યા છો હા હું સુરતથી બોલું છું અને મારે લંડન ફરવા જવું છે

હા મારો જન્મદિવસ છે ને ત્યારે મારે ફરવા જવું છે તો અચ્છા ડેટ સેવનટીન ઓગસ્ટનાં તમે કેટલા દિવસ ફેરવી શકો છો ના ના ના ના મહિનો તો બહુ લાંબો થઈ જશે આપણે તો એક કામ કરો ને ત્રણ દિવસનું રાખો હમ હમ હં હં સાતથી આઠ દિવસ ઠીક છે વાંધો નહીં સાતથી આઠ દિવસ વાંધો નહીં પણ તમે મને શું ફેરવશો ત્યાં હં બરાબર બરાબર અને બરાબર તો ત્યાં તમે મારી સાથે ને સાથે જ રહેશો કે પછી તમે કોઈક તમારા વર્કર્સ હશે તે કોઈ એમ્પ્લોય હશે એને મોકલશો વાંધો નહીં જો તમે તમે આવશો સાથે મને ફેરવશો તો મને વધારે ગમશે અને તમારી સાથે વાત કરીને મને મજા આવી અને ઠીક છે હું તમને આગળની માહિતી પછી તમને જણાવીશ કે ક્યાં ક્યાં ફરવું છે મારે કરવું છે કે નહીં ઓકે આ નંબરમાં જ કોલ કરીશ